હા મને દોડવાનું ગમે છે અને દોડવાથી મારી માનસિક અને શારીરિક આરોગ્ય પર સારી અસર થઈ છે હું દોડવાની વાત કરું તો દોડવા માટે આપણે રોજ પ્રોટીનવાળો આહાર લેવો જોઈએ અને હા દોડવાથી આપણું શરીર છે ને એ હળવાશ અનુભવે છે એકદમ ફ્રી થઈ જાય છે અને એનાથી આપળા જે શરીરના અંગો છે એ પણ એકદમ મજબૂત રહે છે અને એની સારી અસર આપણા મગજ પર પણ થાય છે અને દોડવા માટે આપણે સારું પ્રોટીન સારું ખાવાનું એવું બધું આપણે લેવું જોઈએ